હું બાર તેર વરસની થઈ ત્યારથી મેં રસોઈ બનાવવાની શરૂઆત કરી હતી પહેલી વાર મેં જ્યારે રસોઈમાં રોટલી બનાવી હતી રોટલી બહુ સારી નહોતી બની અને શું કહેવાય દાઝી પણ ગઈ તી ત્યારે મારાં મમ્મી મને બહુ ખીજાણાં હતાં ને વેલણેથી મારી પણ હતી ત્યારબાદ મેં ફર્સ્ટ ટાઈમ પહેલીવાર જ્યારે શાક બનાવ્યું હતું ત્યારે શાક એટલું બધું સારું નહોતું બન્યું ખારું થઈ ગયું હતું અને દાઝી પણ ગયું હતું ત્યારે પણ મારાં મમ્મીએ મને ખીજાણાં હતાં અને આવી રીતનાં મેં રસોઈ બનાવવાની શરૂઆત કરી હતી જેમાં પહેલીવાર મેં રોટલો બનાવ્યો ત્યારે રોટલો કોઈપણ રીતે શું કહેવાય મારાથી બનતો જ નહોતો મમ્મી મને ખૂબ શું કહેવાય શીખવાડ્યું અને કીધું કે આવી રીતના નહીં ને આવી રીતના રોટલો બનાવાય ત્યારથી રોટલો પહેલીવાર તો રોટલો સારો બન્યો જ ન હતો અને પહેલી વાર જ્યારે મેં રસોઈ બનાવવાની સ્ટાર્ટ ચાલું કર્યું બહુજ મઝા આવી હતી અને રસોઈ સારી નહોતી બની તો પણ મજા આવી હતી કેમકે પહેલીવાર જ્યારે આપણે રસોઈ બનાવીએ ત્યારે કાંઇ એટલો અનુભવ ન હોય આપણને કે કઈ રીતનાં રસોઈ બનાવવી કેવી રીતનાં કરવું બધું રસોઈ સારી બનશે કે નહીં બને શું કરવું આવી બધી ઓલું થયું હતું પણ ધીરે ધીરે રસોઈ બનાવવાનું ચાલું કર્યું હતું પહેલીવાર તો રસોઈ સારી ન બની હતી એટલે મારાં મમ્મી મને બહુ જ ખીજાણાં હતાં અને વઢયા પણ હતાં કે એટલા મોટા થયા તો પણ રસોઈ બનાવતા નથી આવડતું હવે તો રસોઈ બનાવાતા આવડવું જોઈએ ને ત્યારબાદ મેં પહેલીવાર દાળ ભાત બનાવ્યા હતા જેમાં દાળ પણ બહુ સારી નહોતી બની ખાટી અને સ્વાદ આખો અલગ જ કાંઇક ટેસ્ટ આવ્યો હતો ત્યારે પણ મમ્મી મને આવી રીતે બેટા આવી રીતના ન કરાય આવી રીતના કરાય એવી રીતના મને શીખામણ આપી અને રસોઈ બનાવતા શીખવાળ્યું હતું આમ મેં ધીરે ધીરે રસોઈ બનાવવાનું શીખ્યું હતું